ગુજરાતી ભાષા પ્રદેશની અન્ય ભાષાઓ જેમ કે બોડો કે બંગાળી ભાષાઓ એ રીતે સંબંધિત છે જેમ કે બોડોમાં ભાઈ હોય કે બહેન હોય તો ગુજરાતીમાં ય ભાઈ બેન જ કહીએ અને બંગાળી જેમ રસગુલ્લા ગુલાબજાંબુ કોઈ મીઠાઈનું નામ હોય તો ગુજરાતીમાં એ એને એ જ કહીએ આમ પછી કોઈ તહેવારનું નામ હોય તો ગુજરાતીમાં એ જ કહીએ જેમ કે નવરાત્રી તો બંગાળીમાં પણ નવરાત્રી ન દર નવરાત્રી જ કહીએ પછી આમ મમ્મી કે પપ્પા આ બધાં નામ બોડો બંગાળી કે ગુજરાતીમાં સંબંધિત છે